ગુજરાતમાં મુખ્ય સ્વાસ્થ્યની ચિંતાઓ કઈ છે ઘણીબધી છે સ્વાસ્થ્યની નહીં દર્દીઓની ચિંતાઓ છે દર્દીઓની ચિંતાઓ એવી ઘણી બધી છે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર તો કરવામાં આવે જ છે સો ટકા હવે ઘણીબધી ઘણાબધા સુધારા થઈ ગયા છે પહેલાં કરતાં તે દર્દીઓની સારવાર બહુ સારી પણ થાય છે પણ એક દુખદ વાત એ છેકે સરકારી હોસ્પિટલોમાં પણ બધી સગવડો હોવી છતાં હોવા છતાં દર્દીઓને માટે બધી બધા લેટેસ્ટ આધુનિક ટેકનોલોજીવાળા મશીનો પણ આવી ગયા હોવા છતાં તે મશીનો ચાલુ કરવામાં પણ નથી આવતા કારણ કે જો સરકારી હોસ્પિટલોમાં એ મશીનો ચાલુ કરવામાં આવે તો પછી ખાનગી હોસ્પિટલોને કમાણી કઈ રીતે થાય એટલે સરકારી હોસ્પિટલોમાં એવું કેવામાં આવે છે કે આ સુવિધા અત્યારે અહીંયાં નથી તમારી સારવાર અહીંયાં નહીં થઈ શકે એટલે તમે ખાનગી હોસ્પિટલોમાં તમારા આ પેશન્ટ છે એમને લઈ જઈ શકો છો અને ત્યાં તેમની સારવાર કરાવી શકો છો અને ત્યાં એની સારવાર બહુ સારી રીતે થઈ શકશે એવું કહેવામાં આવે છે કારણ કે આ બધી સરકારી હોસ્પિટલના હોસ્પિટલોના ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોના સંચાલકો વચ્ચેની સાંઠગાંઠ હોય છે આમાં

ખાનગી હોસ્પિટલોમાં કોઈ ગમે તે પેશન્ટ જાય છે તો ત્યારે કંઈ નથી હોતું તો પણ બધા બ્લડ રિપોર્ટ યુરીન રિપોર્ટ ને બધા રિપોટો કરાવામાં આવે છે એક ડોક્ટર સામાન્ય રીતે કઈ શકે કે આ પેશન્ટને આ વસ્તુ છે છતાં પણ કાંઈક કારણ કોઈ જરૂર નથી હોતી છતાં પણ પેશન્ટને બધા રિપોટો કરાવામાં આવે છે બધા ટેસ્ટો કરાવામાં આવે છે કારણ કે તો જ ખાનગી હોસ્પિટલોનો મતલબ તિજોરી છલકાય અને કંઈ જરૂર નથી હોતી છતાં પણ કહેવામાં આવે છે કે ડોક્ટર જ એમને કહે છે કે સારું થયું તમે જલદી આવી ગયા અડધી કલાક પહેલાં આવી ગયા ને દર્દી બચી જશે અરે ભાઈ અહીં લોબીમાં દોઢ કલાકથી એ પેશન્ટ બેઠો છે નીચે ને તમે અત્યારે એમ કહો છો કે અડધી કલાક પહેલાં આવી ગયા દોઢ કલાકથી તો આ પેશન્ટ નીચે બેઠો છે તમને તેને તપાસવાનો સમય હવે મળ્યો છે એમ કહો અને તમે એમ કહો છોકે તમે સારું થયું જલદી આવી ગયા અડધી કલાક પહેલાં આવી ગયા દર્દી હવે તમારો બચી જશે કંઈ નહીં થાય એમ કરીને એમને આઇસિયુમાં રાખવા પડશે હવે આઈસિયુમાં રાખવાની જરૂર હોતી જ નથી છતાં પણ આઇસિયુમાં રાખવામાં આવે છે એક દિવસ જ ચાલો જરૂર છે તો એક દિવસની જ જરૂર હોય છતાં પણ ત્રણ ચાર દિવસ આઇસિયુમાં રાખવામાં આવે છે કારણ કે આઇસિયુનું બિલ છે ને એ ખાનગી હોસ્પિટલોવાળા વધુ બનાવી શકે અને એ બિલ વધુ બને તો જ હોસ્પિટલ ડોક્ટરો પટાવાળા બધા એનો સ્ટાફનો પગાર થઈ શકે અને ઘણી મોટી મોટી હોસ્પિટલો છે નામાંકિત હોસ્પિટલો તેમાં જે સ્પેસ્યાલિસ્ટ ડોક્ટરો હોય છે તેને અમુક વર્ષનું પેકેજ આપવામાં આવે છે પાંચ લાખ દસ લાખ પંદર લાખ અને એ ડોક્ટરોને કહેવામાં આવે છે કે તમારે વરસમાં આટલો ટાર્ગેટ પૂરો કરવો જ પડશે આટલો ટાર્ગેટ એટલે એ પૈસાનો તમારી તિજોરી ખાનગી હોસ્પિટલોની તિજોરીમાં પૈસા આવે કે આટલા પૈસા તો આવા જ જોઈએ એટલે એટલે તમારે પેશન્ટને રિકમેન્ડ કરવાના જ છે અને ફરજિયાત એ ડોક્ટરોને એટલું એનું ટાર્ગેટ આપવામાં આવે એ પૂરું કરવું પડે છે તો જ એ ડોક્ટરોને એ ખાનગી હોસ્પિટલો મોટી છે એ બધી એ તેનું પેકેજ આપી શકે પાંચ દસ લાખ દસ લાખ પંદર લાખ જે નક્કી કર્યું હોય એ મુજબ અને ત્યારે તમે નહીં માનો પણ મોટી મોટી હોસ્પિટલોમાં અમુક પેશન્ટોને કંઈ નથી હોતું ફક્ત સામાન્ય એપેન્ડિક્સનું ઓપરેશન હોય તો એપેન્ડિક્સનું ઓપરેશન તો કરવામાં આવે જ છે પણ પેલા પેશન્ટને ખબર નથી હોતી પણ આ ડોક્ટરોને ખબર હોય છે કે પેશન્ટ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ એક કિડની પર જીવી શકે છે એટલે આ લોકો શું કરે છે એ એપેન્ડિક્સ વાળો પેશન્ટ છે એનું એપેન્ડિક્સનું ઓપરેશન તો કરે જ છે પણ સાથે એક એની કિડની પણ કાઢી લે છે પેશન્ટને તો ખબર પણ નથી આ એક કિડની એની કાઢી લેવામાં આવી છે અને એક કિડની બારોબર વેચી દેવામાં આવે છે મોટા મોટા અબજોપતિ કરોડપતિને કિડનીનો જરૂર હોય છે તો એ કિડની એ અબજોપતિને આપી દેવામાં આવે છે ને બારોબાર એનો સોદો પણ થઈ જાય છે અને આ એક વ્યવસ્થિત રેકેટ ચાલે છે સામાન્ય માણસને એ ખબર પણ નથી પડતી અને હા આ બધા રાજકારણીઓ છે ને એને તો ખબર હોય જ છે આ બધી છતાં પણ કંઈ આ વસ્તુ બહાર આવતી નથી અને હા એ એ હમણાં જે કોરોના કોરોનાનો વાયરસ આવી ગયો બે વરસ બધા એમ સમજોને કે એ નજર કેદમાં હતા પોતપોતાના ઘરમાં ત્યારે એક ચિંતા હતી કે હવે આ બધા આપણે જીવીશું કે નહીં પણ ઈશ્વરની મહેરબાની કે જે બચી ગયા છે તે બચી ગયા છે પણ અમુક તો એવા પરિવારો છે જેમાં કોઈ બચ્યું નથી આ કોરોનામાં અને આ કોરોનામાં તમે નહીં માનો પણ નાનામાં નાની હોસ્પિટલોના સંચાલકો કે જે ડોક્ટરો છે નાની હોસ્પિટલો લઈને બેઠા છે એ કોરોનાની સારવારને બહાને અત્યારે કરોડપતિ બની ગઈ છે જે ઇન્જેક્શન્સ સાઠથી સિત્તેર રૂપિયામાં આવે એ ઇન્જેકશન છ હજારથી સાત હજાર અને ક્યારેક તો સાઠ હજારથી સિત્તેર હજારમાં પણ વેચવામાં આવતું હતું જે કોઈને ખબર નથી અને ખબર છે તો બોલતા નથી હવે આ બધી સ્વાસ્થ્યની ચિંતાઓ સામાન્ય માણસ કરે પણ સામાન્ય માણસના પરિવારજનોને તો એમ હોય છે કે આ પેશન્ટ છે એ આપણા પરિવારનો અંગ જ છે તો એને બચાવાનું છે આપણું ઘર ઘર ભલે બરબાદ થઈ જાય પણ એ પેશન્ટને બચાવવાનું છે પણ જે એ ડોક્ટરો તો ઊભા જ છે કે આ પેશન્ટ પાસેથી તગડી ફી વસૂલ કરીને એ પેશન્ટને આપણે સારવાર કરીને સાજો કરવાનો છે પણ હકીકતમાં એવું કંઈ હોતું જ નથી પેશન્ટ એની મેળે અંદરની ઇમ્યુનિટી સિસ્ટમ પોતાના શરીરમાં હોય જ છે હા ગંભીર બિમારીઓમાં નથી હોતી પણ સામાન્ય બિમારીઓમાં તો માણસ પોતે પોતાની જાતે જ સ્વસ્થ થઈ શકે છે પણ આ ડોક્ટરો એ દર્દીઓને બિવડાવી બિવડાવીને અધમુઆ કરી નાખે છે બસ હવે આગળ મારે કંઈ કહેવાનું રહેતું નથી